હલો હા ગૂડ આફ્ટરનુન હા હા બોલો બોલો સાહેબ હા હા હા ઓકે હા હા હા કરું ને હા કરી દઉં ને તમારે એટલે એમ નવું અકાઉંટ એટલે સેવિંગ અકાઉંટ ઓપન કરાવવું છે તમારે ઓકે સેવિંગ એકાઉંટ પોતાનાં નામ પર જ કરાવવું છે ને કે ફેમિલી મેમ્બર કોઈ ઓકે તો મારે છે ને તમારું એક છે ને આધાર કાડ જોઈશે પાનકાડ જોઈશે તમારા બે અત્યારના કરંટ પાસપોટ સાઇઝના બે ફોટા જોઈશે અને તમે જે અત્યારે રહો છો એ મકાન પોતાનું છે કે ભાડાનું રેનટેડ છે ને તો તમારે છે ને ભાડા કરાર બનાવવો પડશે અત્યારે તમે જે મકાનમાં રહો છો એનો અને એ ભાડા કરાર તમારે આપવાનો રહેશે એની પ્રોસેસ એવી રહેશે કે આટલાં ડોક્યુમેન્ટ લઈ અને તમે એકવાર અહીંયા બેંક પર બ્રાન્ચ પર મુલાકાત લેજો એટલે એકાઉન્ટ ઓપનિંગની પ્રોસેસ છે એ જે એ ઓનલાઇન થઇ જશે આખી અને ડોકયુમેંટ પછી તમારે અહીંયા અમને અમારી પાસે બેંકમાં સબમિટ કરાવવાના હોય એટલે એ સબમિટ કરો હા અહી અમે જમા કરાવશો એટલે પછી અમે એનું વેરીફીકેશન કરી અને તમારું એકાઉંટ ઓપન કરી દઇશું એટલે બે દિવસમાં તમને પાસબૂક મળી જશે એકાઉંટ ઓપન થઇ જશે એટલે અને તમે જે રેન્ટ એગ્રીમેંટ આપશો ભાડા કરાર એ એડ્રેસ પર તમને તમારું એટીએમ કાડ અને ચેકબૂક છે એ તમને ત્યાં ડિલિવર થઇ જશે હા તમારા એડ્રેસ પર સાત દિવસમાં ડિલિવર થઇ જશે

ના ભાડા નહીં લાઇટ બિલ નહીં ચાલે ભાડા કરાર કમ્પલસરી જોઈશે તમારા પોતાના નામનું હોય ને તો લાઈટ બિલ અથવા તો ટેક્સ રિસિપ્ટ વેરા બિલ હોય તો ચાલે એટલે આપણે ભાડે રહેતા હોય એટલે ભાડા કરાર ફરજિયાત આપવું પડે હા આધાર કાડ ને પાનકાડ બે કમ્પલસરી છે હા ફરજિયાત ના ફોટોકૉપીસ ઓનલાઇન અપલોડ કરવાના હોય છે ડોકયુમેંટ એટલે ફોટોકૉપીઝને એટલે ઝેરોક્ષની જરૂર નથી ઓરીજનલ સાથે લેતા આવવાનાં કેમ કે ઓરીજનલ વેરીફાઈ કરવા માટે એને પ્રમાણિત કરવા માટે ઓરીજનલ જોઈશે

સવારે દસથી સાંજે સવારે દસથી સાંજે ચાર વાગ્યા સુધીમાં તમે આવી શકો છો પણ તમારે એકાઉન્ટ ઓપનિંગ કરાવવાનું હોય ને તો સાડા ત્રણ આજુબાજુ સાડા ત્રણ પહેલાં આવી જવાનું કેમકે પંદર વીસ મિનિટનો ટાઈમ આપણે આખી જે ઓનલાઈન પ્રોસેસ કરીશું ને એમાં જશે એટલે થોડું વહેલાં આવી જાઓ તો વધારે સારું પડે

ઓકે હા તો હા બસ નહીં બચત એકાઉન્ટમાં એમ જનરલી યરલી કોઈ ચાર્જિસ નથી હોતા પણ એમાં તમારે મિનિમમ એકાઉન્ટ મેન્ટેન કરવાનું હોય છે બેલેન્સ કે તમારું લઘુત્તમ બેલેન્સ મહિને દર મહિને મિનિમમ ત્રણ હજાર રૂપિયા હોવું જોઈએ સેવિંગ બચત ખાતું હોય એટલે ત્રણ હજાર રૂપિયા બેલેન્સ મેન્ટેન કરો એટલે તમને બીજા કોઈ ચાર્જિસ નહીં લાગે હા નીચે જાય તો એ અલગ અલગ તમારા જેટલું તમે કઈ રીતે એકાઉન્ટ મેન્ટેન કરો છો એના ઉપર ડીપેન્ડ હોય છે એકસો અઢાર રૂપિયાથી લઈને ત્રણસો છત્રીસ સુધી લાગતું હોય છે પણ જનરલી ત્રણ હજાર રૂપિયા તો શું છે કે ત્રણ હજાર રૂપિયા તો આપણે સેવિંગ એકાઉન્ટમાં મેન્ટેન કરી શકીએ

ઓકે

ઓકે સાહેબ ઓકે હા થેન્ક યૂ હાર્દિક ચાવડા હા હા થેન્ક યૂ